આમ જોવા જઈએ તો સુરત એવું કોઈ સ્પેશિયલ રમત તો નથી પણ અહીંયાં સુરતની અંદર ગલી ક્રિકેટ અને બોક્સ ક્રિકેટ અને કોઈ મોટી ડાયમંડ કંપની હોય અને ટેક્સટાઇલ કંપની હોય તો એ બધી કંપનીઓવાળા જે એકાદ બીજા કંપનીવાઇઝ અલગ અલગ ટીમ બનાવીને અને ક્રિકેટની સ્પર્ધા રાખે છે ક્રિકેટની ગેમ કરે છે તો એના લીધે પરસ્પરી કલ એ એ લોકોનો બિઝનેસ પણ ચાલે છે ને સબંધો પણ બહુ સારા રહે છે જેથી કરીને સુરતમાં આવી ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટો થતી હોય છે એમાં બોક્સ ક્રિકેટનો અત્યારે મતલબ અત્યારના ટાઈમ પ્રમાણે ખૂબ જ ચાલે છે અને રાતે લોકો બબે વાગ્યા સુધી બોક્સ ક્રિકેટની અંદર એ નાના છોકરાઓ હોય કે મોટા હોય કે પછી લેડિઝ હોય તે પણ બોક્સ ક્રિકેટની અંદર રમતા હોય છે અને એમાં ખૂબ જ મજા આવે છે અને ક્રિકેટ એ તો કોમન સુરતની અંદર મોસ્ટ ઓફલી બધી જગ્યાએ નાના છોકરાથી માંડીને સિતેર એંશી વર્ષના જે એજવાળા લોકો હોય એ પણ રમતા હોય છે અને આનાથી સુરતના બિઝનેસમેન એકાબીજા નજીક આવે છે અને એના બિઝનેસમેન એકાબીજાની મદદ કરે છે અને બહુ જ સારી રીતે ક્રિકેટની ઈવેન્ટો અહીંયા યોજાય છે